હેલો તમે નવયસ સ્કૂલના પ્રિન્સિપલ બોલો છો હા તો સર અમારા અમાર છોકરાને ચાર દિવસ માટેની રજા જોઈએ છે કારણ કે અમારે ચાર દિવસ બાર ગામ જવાનું છે ફરવા માટે આબુ તો અત્યાર તમે રજા આપો તો અમે અમાર છોકરાને જોડે લઈ જાઈએ હા એ અમને ખબર છે જે ફેલ થયો તો ને થોડોક વીક છે અમાર સ્ટુડન્ટ મતલબ મારો છોકરો પણ એને અમે ધ્યાન રાખશુ ને કોઈ સારા ક્લાસીસમાં એનું એડમિશન કરાવી અને તેનું ભવિષ્ય સુધરે એવું અમે ઈચ્છે છે એટલે અમે તેનું આગળ સારું થાય એટલે ક્લાસીસ બધાય અને તેને આગળ વધાર શું કે હવે આગળ એ એ ભૂલ ન કરે કે ના પાસ થાય કે ઓછા માર્ક આવે એવું થાસે નય અવે એટલે તમે અત્યારે થઈ શકે હોય એવું હોય તો તમે ચાર દિવસની રજા આપો તો અમારે સારું પડશે ગોવા નય સર આબુ જવાનું છે અને આબુ અમારે ફરવા જ જવું છે બસ એન્જોય માટે તે અત્યાર ચાર દિવસની તમે રજા આપો તો અમારે સારું પડશે તો અમે અમાર છોકરાને પણ લેતા જઈએ અને પછી આવી ને ઇ એનું પાછું કરી લેશે બાકી રેહશે કે ચાર દિવસમાં ચાલશે સ્કૂલમાં એ થઈ જાશે પૂરું એની અમે ગેરંટી લઈએ છે એક પેરેન્ટ્સ તરીકે સો ટકા અમે એનું પેલા એ કરાવશું અને પણ અત્યારે ચાર દિવસની તમે રજા આપો તો વધાર સારું પડશે અને સો ટકા ગેરંટી આપીએ છે કે અમે તેનું ભવિષ્ય શું અમે એવું ઈચ્છીએ છે અમે એના પેરેન્ટ્સ છે તો અમે પછી એના ક્લાસીસમાં આપડે કે કોઈપણ રીતે એને આગળ વધાર શું તે અત્યારે તમે ચાર દિવસની આપો તો સારું પડશે રિક્વેસ્ટ કરીએ છે તમને ઓકે સર થેન્ક યૂ